હલો મમતા અરે મારે એક પાનકાર્ડની અપડેટ માટે ઈશુ થયો છે એટલે અમે પહેલાં દિલ્હીમાં રહેતાં હતાં અત્યારે હવે મુંબઈમાં સિફ્ટ થયાં તો મારે પાનકાર્ડનું સરનામું ચેન્જ કરાવવું છે તો શું તને કંઇ આઇડિયા છે આમાં શું પ્રોસેસ હોય ના ના દિલ્હીનું એડ્રેસ મુંબઈમાં મારે પાનકાર્ડમાં નખાવવું છે તો શું પ્રોસેસ કરું કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તું કોઈને એવું હોય તો પૂછી જો ને ફ્રેન્ડને અચ્છા એમાં આધાર કાડ જોઈશે પછી બીજું શું જોઈશે આધાર કાર્ડ પછી પપ્પાનું સરનામાનું અચ્છા સારું સારું કશો વાંધો નહીં જો થઈ જાય તો હું તને કહું પછી કરીએ આપણે કંઇ આગળ ઓકે